કહેવાય છે કે જળ એ જ જીવન છે અને બીજી આપણી ખાસ કહેવત છે કે પાણી અને વાણી એ બંને સાચવીને વાપરવાં એટલે પાણી વગર છે એ જ જે જોઈયે તો જીવન સાવ નકામું જ છે એટલે પાણી આપણા આખા જીવનમાં આપણા શરીરનો એક ભાગ છે જેમ આપણા આપણા શરીરની અંદર પંચતત્વથી બનેલું છે એ પંચતત્વમાં એક જળ પણ છે જો જળની પાણીની જ કેપેસિટી આપણા શરીરની અંદર ઓછી થઇ જાય તો આપણે ડીહાયડ્રેશનનો શિકાર બની જતાં હોઈએ છે ચક્કર આવવા વોમીટીંગ થવી જેવું આપણે અનુભવ થતો હોય છે તો પાણી છે એ ખૂબ જ જરૂરી છે પૂરા જીવન દરમિયાન આપણા માટે પણ પેડ પૌધા માટે પણ ઝાડવા જે ઝાડવાઓ છે નાના નાના પ્લાન્ટ્સ છે એની માટે મોટા વૃક્ષો માટે અને દિવસ દરમિયાન આપણે કોઈપણ એવી વસ્તુ નથી કે જેની અંદર આપણે પાણીની જરૂર ન પડતી હોય આપણે સવારે ઊઠીએ છે તો આપણે આપણે નહાવા માટે પાણી જોઈએ છે આપણે ફ્રેશ થવા જઈએ છે તો પાણી જોઈએ છે આપણા કપડાં ધોવા માટે પાણી જોઈએ છે આપણે રસોઈ બનાવવા માટે પાણી જોઈએ છે આપણે વાસણ સાફ કરવા માટે પણ પાણી જોઈએ છે તો હરેક નાની મોટી જરૂરીયાતો છે એ પાણી વગર ચાલતી જ નથી અત્યારે પાણીનો બગાડ લોકો ખૂબ જ કરી રહ્યાં છે કારણકે પાણી આપણને ફ્રીમાં મળે છે એટલા માટે જો પાણીની કિમત વસૂલવામાં આવતી હોયને તો દરેક વ્યક્તિ પાણીની સાચી કિમત કરી શકે છે આપણે ફ્રી સમજીને ખુબ જ વેડફાડ કરીએ છે કપડાં ધોવામાં એટલું જતું રહે છે આપણે વોશરૂમમાં ફ્લશ કરીએ છે એમાં પણ એટલું બધુ પાણી જતું રહે છે ઘણાં લોકો ફ્લેટની અંદર ટાંકીઓ ભરતાં હોય છે તો કેટલી કલાકો સુધી ટાંકીઓ છલકાઈ જતી હોય છે પણ એ લોકોને સમજવાની જરૂર છે કે આવનાર પેઢી માટે આપણે પાણી બચાવવું ખૂબ જ જરૂરી છે અને આપણે જોઈએ છીએ કે પાણી છે એક વૃક્ષ પણ પાણી વગર કરમાઈ જાય છે જો એને સારી સારી રીતે સરખી રીતે પાણી નથી મળતું તો એ સુકાય જાય છે તો માનવનું જીવન તો વિચારવું જ અશક અશક્ય છે પાણી વગર ઘણી વખત ગરમીમાં ઉનાળામાં ધૂમ ધકતા તડકાઓમાં આપણે જોઈએ છે પશુ પંખીઓ ખૂબ જ પાણી વગર હેરાન થતાં હોય છે ત્યારે આપણે આપણા ઘરમાં અગાસી ઉપર કે આપણી બાલ્કનીમાં કુંડાઓ મૂકતાં હોય છે તો એ જોઈને ખૂબ જ ખૂશ થઈ જતાં હોય છે આપણે ગાયોને પા પાણી માટે એને પીવડાવવા માટે નાના નાના કુંડ બનાવીએ છે તો એને મળી રહે છે કારણકે એ લોકોને પણ તરસ લાગતી હોય છે આપણે માંગીએ છે એ માંગી નથી શકતા તો પાણીની જરૂરિયાત હર એક વ્યક્તિને છે પાણી વગર બિલકુલ ચાલતું નથી તે આખા દિવસ દરમિયાન આપણે પાણીનો ઉપયોગ જ કરતાં હોઈએ છે કે આપણે જોઈ લીધું રાત્રે પણ જે જેમ કે આપણે આપણા નિયમિત જે કાર્ય છે જેમ મેં કીધું આગળ નહાવા માટે કપડાં ધોવા માટે રસોઈ બનાવા માટે વાસણ સાફ કરવા માટે કપડાં ધોવા માટે આ દરેક જગ્યાએ પાણીનો ઉપયોગ તો થાય જ છે પણ આપણે સમજીએ તો આપણે એક દિવસ જ્યારે પાણી કાપ હોય છે તો આપણો અનુભવ કરીએ છે કે આપણી પાસે પાણી નથી અને ખાસ કરીને તો પીવા માટે આપણા ઘરે કોઈ આવે છે તો આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે સૌથી પહેલાં મહેમાનોને પાણી આપીને સ્વાગત કરીએ છે તો આ પાણી છે એ ખૂબ જ જરૂરી છે